ચિત્રકામ મારો માનીતો વિષય બની ગયો છે સ્કૂલમાં હતા ત્યારથી ચિત્રકામ માટેનો લગાવ રહ્યો હતો અને એક હોબી તરીકે વિકસિત થયો છે કુદરતી ચિત્રો અને ફૂલ ઝાડનાં ચિત્રોને જોઈને મને ચિત્રકામમાં રસ જાગ્યો અને હું એ પ્રમાણે ચિત્રો દોરતો થયો મારા માનીતા ચિત્રકાર સોમાભાઈ શાહ અને રવિ શંકર રાવલ છે જે ગુજરાતના છે